સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જે અન્ય તમામ માધ્યમો એટલે કે પ્રિન્ટ મીડિયા ઈલોકટ્રોનિક મીડિયા અને સમાંતર મીડિયા એમાં અલગ અલગ પ્રકારે આપણે જોઈએ છીએ બધા જ સમાચારો આપણને આપણા સમયે એક સ્થાન ઉપર જેમ કે મોબાઈલ પર આપડે ટીવી પર જોતાં હોઈએ મોબાઈલ પર જોતાં હોય અથવા છાપું વાંચીએ છે એમાંથી મળી જાય છે સોશિયલ મીડિયા ઇન્ટરનેટ દ્વારા એક વર્ચ્યુઅલ વિશ્વ બનાવે છે અને એ વિશ્વ છે જેને વપરાશ કરતાં કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એટલે કે ફેસબુક ઉપર ટવીટ્વ ટ્વિટર ઉપર ઇન્સ્ટાગ્રામ પર યૂટ્યૂબ વગ ઉપર વગેરે વગેરે ઉપર છે ને ઈઝીલી જોઈ શકે છે આજના યુગમાં સોશિયલ મીડિયાનો જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે પહેલા તો આપણને સમાચાર પ્રાપ્ત કરવા માટે અખબાર જ હતું કે જેમાં આપણી ઘરે સવારે છાપુ આવતું દિવસભરના સમાચાર એમાં છપાતા ભારતભરના વિશ્વભરના અને આપણી પાસે માહિતી આવતી પણ હવે તો સોશિયલ મીડિયા એટલું બધું વધી ગયું છે કે તમે ફેસબુક કરો યૂટ્યૂબ કરો ઇન્સ્ટાગ્રામ કરો હરેક ચેનલ છે જેટલી ન્યુઝ ચેનલ છે બધે જ આ બધા માધ્યમો સાથે સંકળાયેલી છે અને એ માધ્યમો દ્વારા આપણે ક્યારેય પણ કોઈપણ જગ્યાએ આ બધા સમાચારો આપણે જોઈ શકીએ છે આપણા સમય અનુરૂપ અને ખાસ કરીને અત્યારના સમય પ્રમાણે આપણે જોવા જઈએ તો ઘણા સમાચાર એવા હોય છે કે આપણી પાસે સમય નથી હોતો જોવા માટેનો તો આપણે એ સમયને અનુરૂપ આપણે કોઈપણ જગ્યાએ બેસીને જોઈ શકાય છે સોશિયલ મીડિયા શું છે કે એ સોશિયલ મીડિયા એ બિનપરંપરાગત માધ્યમ છે તે વરચ્યુલલ વિશ્વ બનાવે છે જે ઇન્ટરનેટ દ્વારા એક્સેસ કરી શકાય છે સોશિયલ મીડિયાની સકારાત્મક ભૂમિકા તો એ ભજવે છે પણ એના દ્વારા કોઈપણ વ્યક્તિ સંસ્થા જૂથ અને દેશ વગેરે આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને રાજકીય રીતે આપણે કોઈપણ પ્રકારની માહિતીઓ આપણે બેઠા બેઠા મેળવી શકીએ છીએ તો સૌથી મહત્વની બાબત એ છે કે આપણે આપણો સમય પણ બચાવી શકીએ છીએ અને એના ફાયદાઓ પણ લઈ શકીએ છીએ અત્યારના સમય પ્રમાણે આની જરૂરિયાત પણ છે કારણકે કોઈપણ આપણે જ્યારે સમાચાર છે એ આપણે કોઈ જગ્યાએ જવું હોય તો એ ડિસ્ટિક વિશે એ ડિસ્ટ્રિક્ટ વિશે એ જગ્યા વિશે જાણવું હોય તો ત્યાં કઈ જગ્યા ફરવા લાયક છે કઈ જગ્યાએ જવું જોઈએ અત્યારે ત્યાંનું વેધર કેવું છે એ બધી જ માહિતી જો આપણે જોઈતી હોય તે સોશિયલ મીડિયા છે એ સૌથી બેસ્ટ માધ્યમ છે જેમ કે આપણા જે અખબારીઓ એજન્સિઓ હતી એમ કે પ્રિન્ટ મીડિયા આપણે જેને નામથી ઓળખીએ છે એ ધીમે ધીમે છે એ ખતમ થતું જાય છે એને જે જરૂરિયાત હતી એ ઓછી થતી જાય છે એનું કારણ એ છે કે આપણે જે એ ખાલી સવારે સમય કાઢીને ન્યુઝ પેપર જોઈ લઈએ છે છાપું વાંચી લઈએ છે પણ આપણે ઘરે મૂકીને આવીએ છે પછી આખો દિવસ એક ને એક ચવાયેલા કહેવામાં આવે છે કે ચવાયેલા સમાચારો વાંચવાથી કોઈ જ મતલબ નથી પણ આજે પ્રિન્ટ મીડિયા માધ્યમ આ કરતાં પણ જે ઈલેક્ટ્રોનિક મીડિયા છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યૂટ્યૂબ એ બધા માધ્યમો છે જેના દ્વારા આપણે કરંટ સમાચાર જે પણ જગ્યા એ જે પણ બને છે એ લાઇવ સમાચાર આપણે જોઈ શકાય છે તો ઘણા બધા આના ફાયદા પણ છે અને નુકસાનની વાત કરીએ તો પ્રિન્ટ મીડિયામાં જે લોકો સવારનો જે લોકોનું કામ હતું કે છાપુ નાખવા જાય સાયકલ લઈને શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય કોઈપણ ઋતુ હોય જેને જોયા વગર એ લોકો આપણા માટે સવારે છાપુ ફેકી જતાં હોય છે આપણા ઘર સુધી પહોંચાડતા હોય છે તો એનો રોજગાર ઓછો થઈ ગયો છે સાથે સાથે જે પ્રિન્ટ મીડિયામાં કામ કરતાં હોય લોકો અખબારમાં એ લોકોનો પણ વ્યવસાય ઓછો થતો જાય છે અ એટલે આ બધું કામ ખૂબ જ અંશે ઘટી ગયું છે અને બીજો ફાયદો એ પણ ગણવામાં આવે છે કે આપણે જેટલા કાગળો વેસ્ટ કરતાં હોઈએ છાપાના કારણે એ પણ બચે છે આપણા જ ઈનવાયમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો વાતાવરણના કારણે આપણે મતલબ ઝાડવાઓ ઓછા તૂટશે એનું ખંડન ઓછું થશે અને એ ઝાડવાઓ બચશે તો આપણું વાતાવરણ પણ શુદ્ધ થશે એટલે ઘણા બધા ફાયદાઓ પણ છે આ મંચના અને ઘણા બધા નુકસાનો પણ છે કે ઘણા લોકો અધૂરી માહિતીઓ આપતા હોય છે પૂરી માહિતી ન હોય કે અમારું જે ન્યુઝ ચેનલ સૌથી બેસ્ટ છે કેવા માટે પૂરી માહિતી ન હોય તો પણ પ્રસારીત કર દેતા હોય છે જેમ કે આપણે જોઈએ કોરોના ટાઈમે આંકડોઓ પણ ખોટા હોય છે કોઈની બીમારીની માહિતીઓ હોય છે ખોટું હોય છે એક્સિડેન્ટ થયું છે એવી માહિતીઓ પણ ફેક બતાવામાં આવે છે તો નુકસાનો પણ ભરપૂર છે અને ફાયદાઓ પણ છે એટલે જો આપણે સમજી વિચારીને આવા માધ્યમનો ઉપયોગ કરીએ તો આપણા માટે સારામાં સારું છે